હા હા કયા સેમેસ્ટરમાં

હા

હા લખી આપીશ રૂબરૂ આવીને મળી જાઓ તમારા ફાધરને લઈને આવી જજો હા સોમવારે આવી જાવ એક કામ કરો હા સોમવારે આવી જાવ